ગુજરાતમાં જોવા જઈએ તો ઘણી બધી આરોગ્ય સંભાળ સુવિધાઓ છે જેમકે પ્રધાનમંત્રીની એક આયુષ્યમા કાર્ડ બનાવામાં આવ્યું છે આયુષ્યમાન કાર્ડ જેમાં પાંચ લાખ સુધીની સારવાર પૂરી પાડવામાં આવે છે જેમકે કોઈપણ ગરીબ દર્દી હોય તો તેને હૃદયનો પ્રોબ્લેમ હોય કંઈક પિક કોઈ મોટું મેજર ઓપરેશન હોય જેમકે મગજનું હોય છે હૃદયનું હોય છે તે બધા ઓપરેશનો કરવાના હોય છે તે ઓપરેશનમાં ફિઝ જે લોકોને પરવડતી હોતી નથી તેથી દરેક હોસ્પિટલમાં એવું નથી કે ખાલી સરકારી હોસ્પિટલમાં દરેક હોસ્પિટલમાં દરેક પ્રાઈવેટ હોસ્પિટલમાં પાંચ લાખ સુધીની સારવાર તો ફ્રી જ કરવામાં આવે છે અને તે દરેક ભૂગતાનને સરકાર દ્વારા ભરવામાં આવે છે અને એવું આ માત્ર શહેરી કે ગ્રામીણ પૂરતું નથી પણ દરેક જગ્યાએ છે ખાનગી હોસ્પિટલ હોય કે જાહેર હોસ્પિટલ હોય કે ગ્રામીણમાં સહાય જાહેર હોય કે ખાનગી હોય કે શહેરમાં ખાનગી હોય કે જાહેર હોય દરેક હોસ્પિટલમાં આ આ સગવડો પૂરી પાડવામાં આવે જ છે જે જેનાથી ગરીબ વર્ગને કોઈ પણ જાતની મુશ્કેલી થાય નહીં અને તે લોકો સારી રીતે જીવન જીવી શકે અને આ આ બધો નિર્ણય આપણા એવા સારા એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવ્યો છે તે ખૂબ જ સારી બાબત છે અને દરેક લોકો આનો લાભ પણ લે છે અને પાંચ લાખ એટલે ખૂબ જ મોટી રકમ કહેવાય ગરીબ વર્ગ માટે એ ખૂબ જ સારી વાત કહેવાય એટલે હું તો માનું તો ત્યાં સુધી આ આ આ યોજના એકદમ સારી યોજના છે અને આ યોજનાનું નામ આયુષ્માન ભારત એવું કંઈક યોજનાનું નામ છે અને બીજી યોજના જો આ જોવા જઈએ તો માં કાર્ડ માં કાર્ડમાં પણ યોજના હોય છે તેમાં પણ સારી એવી સગવડ પૂરી પાડવામાં આવે છે અને બીજું બધું સરકારે એક કર સરકારે અલગ અલગ યોજનાઓ પણ બનાવી છે જેમકે જે સુવાવડવાળી જે મહિલા હોય એ લોકો માટે જ્યારે સુવાવડ થાય ત્યારે એ સરકાર દ્વારા ભરણ પૂરું પાડવામાં આવે છે અને જ્યારે વસ્તી વધારાને ધ્યાનમાં લઈને જો બે બાળકથી વધુ હોય તો એ લોકો પર પાબંધી પણ લગાવેલી આવેલી છે પાબંધી લગાવવા માટે એ લોકો એક સારો એવો નિર્ણય લીધો છે જેમકે ઓપરેશન કરવાનો મહિલાને ઓપરેશન કરવાનું હોય છે અને એ ઓપરેશન કરાવે મહિલા તો એ લોકોને સારું એવું વેતન પણ મળે છે જેની તે લાલચથી ઘણી બધી મહિલાઓ પણ એ ઓપરેશન કરાવે છે અને તેના લીધે વસ્તી વધારો પણ અટકી જાય છે